હાય હેલો હું એક યુઝર વાત કરી રહ્યું છું પહેલાં હું જ્યાં નોકરી કરતી હતી તે મારા મધરટાઉનમાં કરતી હતી ત્યારે ત્યારે હું એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર નોકરી કરતી હતી ત્યારે જ્યારે મારે ત્યારનો મારો જે યુ પી એફ નંબર હતો તે અત્યારે અત્યારે તે તે જ છે પી એફ નંબર જે ચેન્જ ના થાય પણ પણ અત્યારે મેં મારી નોકરી બદલી છે તો મારું ઇ પી એફ એકાઉન્ટ છે તે મારે અલગ કરવાનું છે જેટલી આપણે નોકરી બદલે એટલી નોકરી દરમ્યાન એટલી નોકરી દરમ્યાન આપણે પી એફ એકાઉન્ટ ચેન્જ કરતું રહેવું પડે તો જે અમારું જૂનું એકાઉન્ટ છે તેની અંદર અત્યારે મારે અમાઉન્ટ ભેગી થયેલી છે અરાઉન્ડ ત્રણ લાખ જેટલી પી એફ એકાઉન્ટમાં મારી અમાઉન્ટ ભેગી થયેલી છે તે પી એફ એકાઉન્ટની એકાઉન્ટની અમાઉન્ટ મારે અત્યારે જે હું કરંટ નોકરી કરી રહી છું અમદાવાદ અમદાવાદ હું અત્યારે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ક કરી રહી છું તો મારે તે એકાઉન્ટની અંદર મારી જે પીએફની ઇપીએફઓની જે અમાઉન્ટ છે તે અમાઉન્ટ મારે ટ્રાન્સફર કરવી છે તો મેં પીએફ ખાતાની અંદર મારે કઈ કઈ રીતના ટ્રાન્સફર કરવી એના માટે શું પ્રોસેસ છે એ બધી પ્રોસેસ જણાવવા માટે વિનંતી